હેલ્લો બસ મજામાં તું કેમ છો ભાઈ અચ્છા હા હા હા બહુ જ અત્યારે બહુ જ સારી ચાલી રહી છે સિરિયલ તો હા હા હા હા તારક મેહતા તો મેં હજુ ગઈકાલે જ એનો એપિસોડ જોયો તેમાં તો પોપટલાલની કેટલી મસ્ત સગાઈની વાતો ચાલે છે તને ખ્યાલ છે હા પોપ

અચ્છા પોપટ તને ખ્યાલ ના હોય તો હું તને કહી દઉં કે પોપટલાલ છે એમની સગાઈ થવાની છે અને મધુબાલા નામની વ્યક્તિ સાથે એમની સગાઈ થઈ રહી છે દોસ્ત હા એ તો છે પણ પેલું અનુપમામાં શું થયું છે એ મને ખ્યાલ નથી અચ્છા ઓહ અચ્છા અચ્છા અચ્છા અચ્છા બરાબર પણ તારક મહેતા ભલે આમ અત્યારે એ કંઈ પણ હોય પણ આમ મજા આવે કેમકે આપણને મનોરંજન માટે ખૂબ જ અગત્યની એ સિરિયલ થઈ ચૂકી છે હા એ હમ હમ હમ હા એ તો છે અને પેલા અત્યારે શું નવું નવું જેમ આવતું જાય પછી એમાં આપણને અભિરુચિ ઓછી થતી જાય એની કરતાં જૂનું વધારે સારું મજા આવે જોવાની હમ હમ હાં ને લગભગ ઘણાં વર્ષોથી એમણે દયાનું કેરેક્ટર જ છે એ કાઢી નાખ્યું છે હા હમ હમ હં હા વાત તો ચાલી રહી છે કે એ છોડશે એમ જો છોડશે તો પછી આ સિરિયલ પણ બંધ થવાની આરે હોય હા હા હા એ હાં હાં હા એટલે આ સિરિયલનો મુખ્ય પાત્ર મુખ્ય કેરેક્ટર જ એ છે જો એ જતો રહે તો પછી સિરિયલનું કોઈ સારાંશ નથી રહેતો ને ના ના ના ના સાચી વાત છે હા અને આપણું તો પેલું શું કહેવાય આ જે જેઠાલાલ ને છે એ તો આપણી પરંપરામાંથી આવેલા છે એ ગુજરાતી હોય તો આપણને પણ આમ ગૌરવ થાય કે ગુજરાતી પાત્ર છે એ ત્યાં આગળ પહોંચ્યું છે એમ સારું સારું સારું ભલે આમની સિરિયલો જોતા રહીએ શીખતા રહીએ જય જય ગરવી ગુજરાત